હા જી રિલેક્સ મસાજ સેંટર માંથી બોલો છો હા જી સર એકચયુલી હું અમદાવાદમાં આવ્યો હતો અને મારે મસાજ કરાવવું હતુ ને મને તમારો રેફરન્સ અહીં ગૂગલમાથી મળ્યો છે તો સાહેબ મને થોડું ડિટેઈલિંગ આપશો તો આઇડિયા આવે બસ સેવામાં સાહેબ થોડું મસાજ માં ટાઇપ ઓફ મસાજ શું છે ને કેવી રીતના આપણા ચાર્જિસ છે ને

અચ્છા ઓકે એટલે એમાં શું અને કેવી રીતનું હોય છે એમાં પ્રાઇસિંગ અચ્છા નવસો નવ્વાણું રૂપિયામાં

અચ્છા ફૂલ બોડી મસાજ હોય છે આ અચ્છા ધારોકે ખાલી એકલું શિરોધરા કરાવવું હોય ને મસાજ ના કરાવવું હોય તો એમાં ચાર્જિસમાં કંઈ ફરક પડે અચ્છા

અચ્છા અચ્છા અને આમાં સપોસ કે અમે કરાવવા વાળા બધાં સર્કલ મોટું છે તો સંખ્યામાં બે પાંચ દસ જણા હોય તો આપના તરફથી કોઈ ડિસકાઉન્ટ વિસકાઉન્ટ મળી શકે ના દસ જણા તો નથી અમે છ જણા છીએ

છ જણા છીએ પણ સાહેબ સાતસો એમ નહીં એમાં પછી અમે ત્યાં આવીએ ને પાછું રેટમાં કંઈક બીજુ પ્લસ માઇનસ થાય એવું છે અને સર્વિસ બીજું બધું ઓકે ને ફર્સ્ટ ક્લાસ ને મજા આવશેને અને પછી આફ્ટર મસાજ ત્યાં બાથ બાથ બધું થઈ જશે ને

ઓકે ઓકે ઓકે સરજી ચલો ઠીક છે હું વાતચીત કરું છું મારા ગ્રુપમાં અને સેટલ થાય એટલે પછી આપને ઇન્ફોર્મ કરું છું મને આપનુ એડ્રેસ વગેર ને બધુ સેન્ડ કરી આપજો વ્હોટ્સઅપ ઉપર હા બધી ડિટેલ મને વ્હોટ્સઅપ કરી આપો મારો નંબર આ વ્હોટ્સઅપ જ છે બરાબર સર થેન્ક યૂ થેન્ક યૂ થેન્ક યૂ વેરી મચ